મકાન સબસિડી મને સરકારશ્રી તરફથી મળેલ છે અને અઢી લાખ રૂપિયા મને મકાન બનાવવા માટે મળેલા છે બીજું આયુષ્યમાન કાર્ડ નો પણ હું લાભ લઉં છું જે પણ એક સરકારી યોજના જ છે એમાં મને સરકારી દવાખાનામાં ફ્રી તબીબી સેવા મળે છે ફ્રી ઓપરેશન થઈ શકે છે મારે હજી જરૂર પડી નથી પણ થઈ શકશે સરકારી પેન્સન પણ મને મળે છે